ગુજરાતમાં તમે મુલાકાત લો ત્યારે ગુજરાતનાં મોટા શહેરોમાં સમાવેશ થાય છે અમદાવાદ વડોદરા સુરત ગુજરાતનો સુરત અને રાજકોટનો પણ માત્ર આ શહેરોમાં જ ગુજરાતની સંસ્કૃતિ જળવાયેલી નથી તમે આસપાસ નજીકનાં ફરવાલાયક જોવાલાયક સ્થળો જેમ કે તમે વડોદરા જાઓ તો તમે નજીકમાં જ એના જાંબુઘોડા અને બીજા વિસ્તારો જુઓ તો તમને આદિવાસી લોકો વિષે પણ પરિચય થાય અને ગુજરાતનાં જંગલનો વૈભવ પણ માણવા મળે એવી જ રીતે જો તમે સુરતમાં આવો તો તમે સુરત તો જાણીતું જ છે એના જમણ માટે કહેવાય છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ તો તમે સુરતમાં એવું નથી કે તમે ફાફડા ઢોકળા જલેબી એવું જ બધું ખાઓ અને એ જ ગુજરાતી જમણ છે તમે સુરતમાં આવો તો તમને ખબર પડે કે દરેક ઋતુની સાથે કેટલી બધી તમારી તબિયત માટે સારી એવી વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય ને માટે સારી એવી ઘણી વસ્તુઓ સુરતીઓ ખાય છે અને એ જ તમે જુઓ તો શિયાળામાં આવો તો ઉંબાડિયું કે જેમાં બધાં જ શાકભાજીઓ ભેગાં કરીને માટલામાં બનાવવામાં આવે છે અને એમાં માત્ર લીલો મસાલો જ હોય છે બીજા કોઈ એવા મસાલા નથી નાખવામાં આવતા અને એ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે એવી રીતે સુરતમાં મળતો પોંક જે શિયાળામાં તમે ખાઈ શકો સુરતમાં જ્યારે પણ વરસાદની સીઝન હોય છે ત્યારે લોકો મકાઈના ડોડા શેકીને ખાય છે એટલે આવી અનેક વસ્તુઓ છે એવી જ રીતે સુરતની નજીક તમે જુઓ તો ડાંગ અને સાપુતારા ને એવા ઘણાં ફરવાના સ્થળો હોય છે અને જંગલો એવા સરસ લીલાછમ છે કે તમે માત્ર મોટા શહેરો કે બતાવવામાં આવેલાં ટૂરિઝ્મ દ્વારા દર્શાવવામાં આવેલાં સ્થળોએ જ જાઓ એ જરૂરી નથી આ ઘણા બધા સ્થળો છે કે જે ઓછાં જાણીતા પણ તમને મજા આવે એવાં છે આ સિવાય સુરતના દક્ષિણ ગુજરાતમાં તમે પદમ ડુંગરી કે આંબા પાણી જેવાં ફોરેસ્ટનાં ગેસ્ટ હાઉસ પણ છે ત્યાં અને ત્યાં તમને રહેવાની સગવડ પણ છે અને તમે વરસાદને પણ માણી શકો છો ત્યાં અને હરિયાળી તો ખૂબ જ છે ત્યાં એવી જ રીતે જો તમે અમદાવાદ તરફ જાઓ તો તમને ત્યાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે અમદાવાદમાં એ બધી એ ઐતિહાસિક ઇમરતોના ઇતિહાસને જાણી શકો છો તમે અને અમદાવાદની આસપાસ ઘણું જ બધું વિકસિત છે એટલે અમદાવાદની આસપાસ ફરવા જેવું ઘણું જ છે નવી વસ્તુઓ પણ ઘણી છે એ બધી જ તમે માણી શકો છો અને અમદાવાદનું પણ જમવાનું ઘણું જ વખણાય છે એ સિવાય તમે વડોદરામાં જાઓ તો વડોદરામાં તો રાજા રજવાડાઓનું વડુંમથક હતું ગાયકવાડનું એટલે એમનો પેલેસ જોઈ શકો છો જૂનો આપણી જ આપણા ભારતનો જૂનો વૈભવ જોઈ શકો છો એ સિવાય વડોદરામાં એ જમાનાનો જૂનો મોટો ગાર્ડન છે કમાટી ગાર્ડન જોઈ શકો છો અને વડોદરાની આસપાસ પણ ઘણી ફરવાની જગ્યા છે જેમાં આપણે જાંબુઘોડાની વાત કરી એમ તો આપણે ત્યાં ઘણી બધી જગ્યાઓ ગુજરાતમાં એવી છે કે જેના વિશે વાતો થઈ નથી બહાર પણ તમે એમાં જાઓ તો તમને ચોક્કસ મજા આવે અને અમદાવાદમાં તમે અમદાવાદ અને વડોદરામાં જ્યારે તમે નવરાત્રિ વખતે જાઓ તો એક અલગ જ આનંદ ગુજરાતનું જે પોતિકું નૃત્ય છે ગરબો એ તમને એવો સરસ માણવા મળે સુરતમાં આવો તો તમને દાંડિયા રાસ માણવા મળે એ એ બધું જ તમે એ બધાની જ તમે મજા લઈ શકો આનંદ લઈ શકો તો આ સિવાય પણ તમને રાજકોટમાં ગરબી જોવા મળે દરેક જગ્યાની પોતાની એક અલગ ઓળખ છે ગરબામાં પણ એ બધું જ તમે માણી શકો આ સિવાય તમે કાઠિયાવાડમાં જાઓ તો ત્યાંના ડાયરા સંભાળો તમને લોકો જે ડાયરામાં બોલનારા હોય છે જે ભજન ગાનારા જે હોય છે ભજનીક એ ત્યાંની સ્થાનિક સંસ્કૃતિને એવી સરસ રીતે જાળવી રહ્યા છે અને તમને એની સાથે ઓળખાણ કરાવે છે કે તમે એમાં બિલકુલ મશગુલ થઈ જશો તો આ બધું જ એક જે વધારે જાણીતું નથી એવું ગુજરાતનું પાસું છે અને તમે એ રીતે ગુજરાતમાં ફરશો તો તમે વારે વારે ગુજરાતમાં આવશો એવું મને લાગે છે